હલો હા મેમ હું ઊર્મિલ ભારદોરીયા મારે હું વિચારું છું કે ગુજરાતમાં ફરવામાં આવું તો ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળો છે કે જે ફરવાલાયક છે એ બહુ જ પ્રસિદ્ધ હોય એવા

હા મેં સોમનાથનું પણ મેં ઘણું સાંભળ્યું છે સોમનાથનું એના મોટે કાંઈ જાણકારી આપશો હા અહીં એક જ થાય એમ દ્રારકા અચ્છા તો ખાણીપીણી ગુજરાતમાં પઈ ખૂબ જ પ્રખ્યાત હોય એવું હા એટલે જ ને સાંભળ્યું છે મેં ગુજરાતનું તો બહુ સાંભળ્યું છે હા હા હા હા કરીશ તો તમને હું કોન્ટેક તમારો કોલ કરીશ તમને જ્યારે આવું ત્યારે